મારા જિલ્લામાં કરનારી ખાતે કુબેર દેવનું મંદિર છે જ્યાં દર અમાસે લાખોની સંખ્યામાં ભક્તજનો તેમની દર્શન કરવા માટે આવે છે અને તે એમને આ મંદિર પાસે જે બી લોકો આસ્થા રાખે તેમની પૂર્ણ થાય છે એટલા માટે આ મંદિર પ્રખ્યાત છે